ભારતનું નોકરી બજાર ભારતમાં નોટબંધી આવી જીએસટી આવ્યું કોરોનો આવ્યો ત્યાર પછી તો જાણે નોકરી એક સ્વપ્ન સપ સપનું થઈ ગયું સપનામાં જ તમે આટલું બધું એજ્યુકેશન લો બી ટેક થાઓ કે એમ ટેક થાઓ કે તમે સીએ કર્યું હોય સીએ માટે હો તમે પ્રાઇવેટ કરો તો બાકી એમ બી ટેક કે એમ ટેક થયા હોય એન્જિન્યર થયા હોય આટલો બધો પૈસો ખરચ્યો હોય તમને પાંચથી છ હજારની કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મળશે હવે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મળે કઈ રીતે છોકરા સિલેક્ટ થાય આટલો બધો ખર્ચો સાત આઠ લાખ રૂપિયા ખર્ચીને તમે એન્જિન્યર થયા હો અને પાંચ છ હજારની નોકરી તે પણ આઇટી સેક્ટરમાં બાકી બીજા સેક્ટરમાં તો નોકરી જ નથી કોઈ જાતની તમે પોતાનો ધંધો કરો પોતાનો ધંધો પણ ક્યાંથી કરવાના પૈસા જોઈએ પૈસા ક્યાંથી લાવો તમે મૂડી જોઈએ કે નહિ નોકરી તો મને નથી લાગતું કે આ આપણે ત્યાં સુધરે એની કોઈ તક જ નથી નોટબંધી આવ્યા પછી તો એટલા બધા ઉદ્યોગો બંધ થઈ ગયા એટલી બધી ઓફિસો બંધ થઈ ગઈ અને ત્યાર પછી અધૂરું રહ્યું તું તેમ જીએસટી આવ્યું હવે જીએસટીને કારણે જે નાના નાના કારખાના હતા લૂમ્સ અહીંયાં સુરતમાં અમારે ઘણા ચાલતા હતા એ બધા જ બંધ થઈ ગ્યા કહે કે ગવર્મેન્ટ એવો રૂલ લાવી કે ભાઈ કર્મચારીઓનો પગાર બેન્કમાં જ આપવાનો ઓનલાઈન જ આપવાનો હવે બે નંબરનું કામ ચાલતું હોય ત્યારે ઓનના ઓનલાઈન કેવી રીતે અને બેન્કમાંય જમા તમે જમા કરાવો કેવી રીતે દરેક કર્મચારીઓના ખાતા ખોલાવો એને મેન્ટેન કરો એ બધું કેટલું અઘરું હતું એટલે જે નોકરી હતી તે પણ છૂટી ગઈ કેમ કે ભણેલા જ નથી લોકો ઘણા બેન્ક આ કારખાનામાં કામ કરતા હોય લૂમ્સના કારખાનામાં કામ કરતા હોય તો એ કારીગર ભણ્યો જ નહિ હોય તો બેન્કમાં જઈને શું કરવાનું એને પગાર બસ બેન્કમાં જમા કરો એટલે હિસાબે હવે કર્મચારી મિલ માલિકોએ કે ખાતાધારકોએ ખાતા બંધ કરી દીધા પેલો કર્મચારી બિચારો ક્યાં ક્યાંથી આવતો હતો તે નોકરી વગરનો થઈ ગયો નોકરી નથી એટલા માટે એટલા બધા પ્ર દૂષણ પણ વધી ગ્યાં કે તમે કલ્પના નહિ કરી શકો અને કોઈ તક જ નથી નોકરી માટેની તો ને કોઈ તક આ હોય તો એઆઈ આવ્યું થોડી ઘણી તક હતી તે એઆઈ ઝુંટવી લેશે હવે